મારા લાઈફમાં એક બહુ અગત્યનો બનાવ બની ગયો જેણે મારી લાઈફ અત્યાર સુધી એવી સારી અને સ્વસ્થ રાખી છે કે હું ઈશ્વરનો આભાર માનું એટલો ઓછો એક મિત્રએ મને સવારે કહ્યું કે તમારે સોમવારે શ્રી શ્રી રવિશંકરજીના ક્લાસમાં જવાનું છે સડનલી એણે એમ કીધું કે પહેલાં પૈસા ભરી દીધા છે યુ હેવ ટુ જોઇન મને થયું કે ભાઈ યોગામાં મારું કામ નહીં મારે એવું તો મને ફાવે નહીં અને આ ઠંડીમાં ડિસેમ્બર મહિનામાં ક્યાંય યોગા પણ પહેલાં પૈસા ભરી દીધેલા એટલે હું ને મારા વાઈફ તો ત્યાં આગળ પહોંચી ગયાં ત્યાં ક્લાસમાં ટીચરે શરૂઆત કરાવડાવી શરૂઆતમાં તો બહુ કષ્ટ પડ્યું હાથ ઊંચા કરવામાં બી તકલીફ પડતી હતી પગ હલાવવામાં બી તકલીફ પડતી પણ જે અમે નવ દિવસનો કોર્સ કર્યો અને એમાં બેઝિક કોર્સ શીખવવામાં આવે છે બેઝિક કોર્સ મેં કર્યો પછી એમાં શ્વાસની ક્રિયા સુદર્શન ક્રિયા આજે બહુ પ્રખ્યાત છે જે યોગ કરવાવાળા હોય ને એને તમે સુદર્શન ક્રિયા કહો એટલે ખુશ થઈ જાય આ બધું કરીને અમે કોર્ષ પૂરો કર્યો ને પછી એને ડોમેસ્ટિક કોર્સ દર સોમવારે અમારે ત્યાં આગળ રેગ્યુલરલી એટેંડ કરવાનો ફોલો અપ જેને કહીએ છીએ એ કર્યું એમાં એટલી બધી મજા આવી આજે હું અઠ્ઠાશી વર્ષની ઉંમરે પણ સવારે કંઈ પણ કર્યા કંઈ પણ ના કરું તો ચાલે પણ યોગા તો જોઈએ જ મસ્ટ મસ્ટ એન્ડ મસ્ટ એટલે હું આજે પણ તંદુરસ્ત છું ઘરમાં મારી પોતાની એક્ટિવિટી કરું છું બહાર ચાલવા પણ જાઉં છું અને દરેક રીતે હું સ્વસ્થ છું હું શ્રી શ્રી રવિશંકરના આર્ટ ઓફ લિવિંગ સમજો કે આ પતંજલિવાળા રામદેવ બાબા એ બધાએ જે યોગાનું જે કરાયું છે અને હવે તો મોદીસાહેબે આપણો યોગા ડે બી નક્કી કર્યો છે આખી દુનિયામાં આ યોગનું જે ચાલે છે જબરદસ્ત ચાલે છે મારી તો અપીલ તો નહીં પણ એક નમ્રતાપૂર્વક વિનંતી કે જે ભાઈઓ બહેનો ના કરતાં હોય થોડું ઘણું બી કરવું જોઈએ તમારી લાઈફ બદલાઈ જશે સવારે તમે એક વીસ મિનિટ યોગ કરો ને તો તમારા ચોવીસ કલાકમાં તમને એમ લાગે કે આઈ એમ જમ્પિંગ એવો તમને અનુભવ થશે યોગા માટે તો મને તમારે માટે એક કલાક બે કલાક બોલવાનું કહો તો આ ટાયરલેસલી હું બોલી શકું યોગા એક જીવનનો ક્રમ બનાવી દેવો જોઈએ જય શ્રી ક્રષ્ણ